મારી નોકરીની વાત કરીએ તો હું એક સોસીયલ વર્કર તરીકે નોકરી કરું છું જેની અંદર જે દિવ્યાંગ બાળકો હોય જે મંદ બુદ્ધીના બાળકો હોય તે લોકોને રોજીરોટી મળે એન્ટરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટના હું તાલીમ આપું છું અને દિવ્યાંગોને લગતી તમામ કામગીરી મારા જેમાં મને કામ કરવું પણ ખૂબ જ ગમે છે અને આ લોકોના હિત માટે હું સતત પ્રેરિત રહું છું આ લોકોને સતત કંઈ પણ વસ્તુ કે કંઈ પણ જ્ઞાનની જરૂર હોય હું તો હું સતત તેના ખડે પગે હોઉં છું